આમ તો હું જેટલી પણ યાત્રા કરું છે એ બહુ ઓછા ખર્ચે કરવાનો ટ્રાય કરું છું પણ મને જેટલું યાદ આવે છે એ પ્રમાણે હું એક વખત અજમેર ગયો તો એ ટાઇમે મેં સૌથી ઓછા ખર્ચે એ યાત્રા કરી હશે અમે લોકો સ્લીપર ક્લાસમાં અહીંયાંથી બૂકિંગ કરીને અને અજમેર ગયા હતા અને ત્યાં નોનએસી સાદા એવા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને કારણ કે ત્યાં અમારો મેઇન પર્પસ એ હતું કે ખાલી અમારે ત્યાં દર્શન કરીને અને રાત્રે અમે સ લેટ નાઇટ અમે ત્યાં ઉતર્યા હતા અને એના પછી સવારે દર્શન કરીને એ જ દિવસે અમે લોકો સાંજ સાંજે અમદાવાદ પાછા ફરી જવાના હતા એટલે એમાં અમારું પ્લાનિંગ એવું હતું કે અહીંયાં બહુ વધારે ખર્ચો કરવાની જરૂર નથી ત્યાં અમે સવારનો નાસ્તો બપોરનું ખાવાનું અને રાતનું ખાવાનું પણ બહુ ઇકોનોમિકલ રીતે પતાવ્યું હતું એટલે મારા પ્રમાણે મને જેટલું યાદ છે એ પ્રમાણે લગભગ સાત આઠ વરસ પહેલાં મેં અજમેરની યાત્રા કરી હતી એ યાત્રામાં મેં સૌથી ઓછો ખર્ચો કર્યો તો ને બહુ કિફાયતી રીતે મેં એ યાત્રા પૂર્ણ કરી હતી